ખાસ જરૂરીયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ શાળાઓ અને કોલેજો ઊભી કરવામાં આવી છે આવા વિદ્યાર્થીઓ માટે વિશેષ અભ્યાસક્રમો અને અલગ પાઠ્યપુસ્ત્કો પણ વિકસાવામાં આવ્યા છે શિક્ષણ વ્યવસ્થા શિક્ષકોને ખાસ જરૂરીયાતો ધરાવતા વિદ્યાર્થીઓને સંભાળવા માટે અલગથી તાલીમ પણ આપે છે શિક્ષણ વ્યવસ્થા દ્વારા ખાસ જરૂરીયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે કેટલીક સહાય યોજનાઓ અને સેવાઓ પણ બાર પાડવામાં આવી છે જે બાળકો દિવ્યાંગ હોય અને બધિર બાળકો હોય તેમના માટે ઘણી બધી શાળાઓ અને સંસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે જેમકે મારા ગામની નજીક મુગરી ખાતે અંધ અપંગ જન શાળા આવેલી છે